હેલો કેવલભાઈ બ્રોકર વાત કરો છો હાં આપડે ના કર ચિઠ્ઠી લખી અમદાવાદમાં આપડે ગીતા મંદિરની પાછ્ડ ત્યાંથી વાત કરું છું હું ત્યાં કામ કરું છું રત્નાકર્ણક મણીમાં મેનેજર હૂઁ કોઈ કંપનીમાં કામ કરું છું એ સર કોઇ કંપનીમાં મેનેજર તરીકે કામ કરું છું રત્નાકર રતનામણી ઇંદુસ્તરી સર મારે રત્નાકર રત્નમાણીમાં ઇંદુસ્તરીની બાજુ આજુબાજુમાં જો કોઈ સારો પલોટિનગ તો મારા કંપનીની બાય કરવો છે તો કોઈ મળી જશે છે એવો સારો પ્લોટ કે કોઈ સ્ટાન્ડર્ડ લોકેશન હોય કે કઈ સારી પ્રોપર્ટી એવું કઈ ના સર મારે પ્લોટ જોઈએ છે ખાલી પ્લોટ જોઈએ છે જેના પર હું મારુ સમજી શકું કસુ કેમકે સાહેબ મારે એવું છે સર મારે બે જોડે જવાનું થશે તો મારે કામ ફિક્સ કરવું પડશે અને કોઈ સારો ફ્લેટ હોય તો એ બી ચાલશે મને હાં છે મકાન છે ફ્લેટ છે કોઈ બી વસ્તુ ચાલસે બટ એસ રહેવામાં સારી હોવી જોઈએ અને એરિયો બી સારો હોવો જોઈએ અને એની અંદર ફેમિલી સાથે તો મી તમને કીધું થઈ જસસે અમને કોઈ બી જેટલા બી પ્રોફાઇલ છે અને લોકેશન છે આજુબાજુની એ મને મોકલી આપજોને